હલો ઓનેસ્ટમાંથી બોલો છો મારે થોડી અર્જન્ટ ઓર્ડર હતો તમે અર્જન્ટમાં પ્રિપેર કરીને મોકલાવી આપશો મારા ઘરે કારણ કે મારે મહેમાન આવવાના છે અડધો કલાકમાં તે પહેલાં વસ્તુઓ આવી જાય તો વધારે સારું તો તમે ઓર્ડર લખશો

હું અહીંયા ગોતા નજીક રહું છું ગોતા સર્કલ આગળ હું તમને એડ્રેસ તો વોટસઅપ કર દઉં છું એવું હોય તો ફોન કરીને તૈયાર થાય એટલે કહેજો તો હું લેવડાવવા એડ્રેસ પર ડિલિવર કરી દેજો તમે મારા એડ્રેસ પર તો ઓડર લખજો પાંચ પાંવભાજી ત્રણ ઢોંસા બે મેંદુવડા અને પાંચ પુલાવ આટલું કેટલી વારમાં રેડી થઈ જશે થોડું જલ્દી કરાવીને રેડી રખાવડાવજો ને કારણ કે માણસો પછી એમને જલ્દી પાછું જવાનું છે તો એનું ધ્યાન રાખજો ને ઓકે